દોડ અને કસરતની વાત કરીએ તો મેં હું રોજ કરું છું આ વસ્તુ સવારે મૉર્નિંગમાં સાત એએમથી સ્ટાર્ટ કરું છું રનીંગ કસરતના બધી શરીર માટે સારું છે અને રનીંગ કરવાથી તમારે સ્ફૂર્તિમાં રહો છો તમે આખો દિવસ તમારી હાર્ટ બીટ સારી રહે છે અને બોડીને એક અલગ એક ઊર્જા ઉત્પન્ન થતી હોય છે કસરત કરવાથી રનીંગ વગેરે બધું પણ પેલું મેં ક્યારેય કર્યું નથી જ્યાં એક રનીંગ ટેલર સ્પ્રેન ઈન્ટર વોઈસ આમાં મેં ક્યારેય રનીંગ કર્યું નથી કેમ કે મને એના કરતાં ગ્રાઉન્ડમાં જે રનીંગ કરું છું એ વધારે યોગ્ય લાગે છે તેના કરતાં અને ત્યારે ગ્રાઉન્ડમાં કરેલ કુદરતી વાતાવરણની અંદર તમે રનીંગ કરતાં હોય નેચરલ્સ હવાઓ તમને જ્યારે રનીંગ કરતાં હોય ઉત્પન્ન થતી હોય એટલે જે જે પેલું છે સ્પ્રેન ઇન્ટરવૉલસના ટ્રેલર કરતાં ગ્રાઉન્ડનું રનીંગ કરેલું વધારે બેનિફીટ અને યોગદાન ગણવામાં આવે છે